હું તમને મારા વિસ્તારની વાત કરું તો આપણે અહીં આવો તો સૌરાષ્ટ્રમાં છે તો રાજકોટ છે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે તમે વાત જવા દો ટ્રાફિક તો અહિયાં રાજકોટનું ટ્રાફિક એટલું બધું છે કારણ કે જે અહીંના માણસો છે જે સિગ્નલોનું પાલન જ નથી કરતાં એના કારણે એટલું એટલું ટ્રાફિક છે કે તમે વાત જવા દો બઉ ઝાઝું ટ્રાફિકમાં અત્યાર તમે જુઓ તો આપણે કોલેજે આવતા હોય તો પછી લેક્ચર ચાલુ થઈ ગયું હોય અને અને આપણે ત્યાં ટ્રાફિકમાં ઊભા હોય અને ખાસ કરીને હમણાં તો છે આપણે ભારત સરકાર દ્વારા જે બધાં આપણે ઓવરબ્રિજ બનાવ્યા છે એટલે ઈ ઈ હમણાં કામકાજ આ લોકોએ બહુ સારું કર્યું છે સરકારશ્રીએ અને આપણે અહીં રાજકોટ છે આ મોરબી છે મોરબીમાં તો આપણે અત્યારે જોઈએ તો ટ્રાફિક સિગ્નલ જ નથી મોરબીમાં છે જ નહીં ટ્રાફિક સિગ્નલના નામે કાઈ એટલે કાઈ નથી ત્યાં બધાં પોલિસ ઊભા હોય અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે રોડ રસ્તા નાના નાના અને આપણે તો કે જોવો તો રેલવે સ્ટેશન સિટીમાં અંદર અને અને આપણે જોઈએ તો બસ સ્ટેન્ડ પણ આપણે સિટીની અંદર જ છે અને આપણે પછી જાય તો અત્યાર અહિયાં રાજકોટ રાજકોટ આપણે આવીએ તો રાજકોટ અને મોરબીની જે બસ છે જે ખાસ કરીને જેમાં હું અત્યારે રોજ અપડાઉન કરું છું જેમાં અત્યારે આ બસની એટલી સુવિધા જ નથી અને અને આપણે જોઈએ તો હેને સાંજે ચારથી છ વચ્ચે એટલું બધું ટ્રાફિક અને આપણે જોઈએ તો તાર આપણે સાંજે ચારથી છ વચ્ચે એટલું બધું ટ્રાફિક હોય છે ને જે તારે જે અત્યારે આ બસ સ્ટેન્ડની તેમની તો યાર તમે વાત જ જવા દ્યો અને આમ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા રાજકોટ અને મોરબીની બસમાં એટલી બધી છે પછી આપણે જોઈએ તો આજુ બાજુમાં બાજુ બાજુમાં સિટી છે તો રાજકોટ મોરબીની બસ છે રાજકોટ ગોંડલની બસ છે પછી રાજકોટ જામનગરની બસ છે જે અત્યારે નાના નાના જે બધાં અપ ડાઉન જે બધાં કરતાં હોય ઈ લોકોને તો ખૂબ જ વાંધો હોય છે અને બસમાં આપણે જાઈએ તો એટલી બધી ગરમી હોય છે પંખા નથી હોતા એસી નથી હોતા અત્યારે આપણે જોઈએ તો સામાન્ય રીતે બધી બસમાં એસી થવા માંડી છે અને અહિયાં હજી એટલો બધો તો છે જ નઈ આ બસ બસ સ્ટેન્ડ પણ આપણે સિટી વચ્ચે જ છે એટલે ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ ખૂબ જ વધારે છે એવું એવું એવું મારા મતે સૌરાષ્ટ્રમાં એ સમસ્યા સૌથી મોટી સમસ્યા છે